આધુનિક સમયની જો વાત કરું તો આધુનિક જગતમાં ગુજરાતી ભાષા એ ખૂબ મુખ્ય ભાષા ગણાય છે ગુજરાતી ભાષા એટલે ગુજરાતમાં પણ અલગ અલગ ગુજરાતીમાં પણ અલગ અલગ ભાષાઓ બોલાય છે જેમકે કચ્છી સુરતી ત્યારબાદ આવી ઘણી અલગ અલગ ભાષાઓ છે એ ગુજરાતમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે જેમકે ગુજરાતી ભાષાઓ છે તો ઘણા લોકો જેમકે મહેસાણાથી કોઈ લોકો ગુજરાત તરફ આવે છે મહેસાણાથી કોઈ લોકો સુરત તરફ જાય છે અને સુરત કોઈ કોઈ વ્યક્તિઓ મહેસાણા તરફ જાય છે તો આગ બંને વચ્ચે કમ્યુનિકેશનમાં ઘણો તફાવત જોવા મળે છે ત્યારબાદ વાત કરું તો ઘણા લોકો સાબરકાંઠા કે એ બાજુથી ઉત્તર ગુજરાતમાંથી કોઈ લોકો સૌરાષ્ટ્ર બાજુ જાય છે તો ત્યાં પણ ભાષાઓમાં ઘણો ભેદ જોવા મળે છે ગુજરાતી ભાષાઓ અલગ અલગ બોલાય છે જેમકે કચ્છી ભાષા છે તો કચ્છી ભાષા ખાલી એ બોલી છે કચ્છી બોલી બોલાય છે જે કચ્છમાં બોલવામાં આવે છે પરંતુ ત્યાં ઘણો ત્યાંની બોલી ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત લોકો સમજી શકતા નથી આટલા માટે ગુજરાતી ભાષાને ઘણો પડકારોનો સામનો કરવો પડે છે